હા હા તમારું બસ મજામાં સાહેબ તમારું આ સ્કૂલમાં થઈ ગયું અરે ભાઈ ઑ અભિનંદન હોં ભાઈ બરાબર

પછી તમે કયો વિષય લેવાના છો અરે ભાઈ તમે નવા નવા આવ્યા છો તો તમે કયો વિષય લો છો અત્યારે હાલમાં બરાબર ગુજરાતી એમ ને હા તો તમે એજ્યુકેશન ક્યાંથી કર્યું એજ્યુકેશન બરાબર અને બી એડ બરાબર છે સારી વાત છે અ ઓકે ઓકે સારું આપણે આપણે હવે મળ્યા હવે આપણે સાથે જોબ કરવાનું છે હવે આપણે મળતા રહીશું